ના હજુ સુઘી કોઈ વર્કશોપમાં મેં હાજરી તો નથી આપી પણ જો વર્ક વર્કશોપ મળે તો તેમાં હાજરી આપવાનું ઘણું ગમે ખરું તેમાંથી તો મારે બેકરીનું આઈટમ બનાવવાની શીખવાની ઘણી જ ઈચ્છા છે કે બેકરી આઈટમ કઈ રીતે ઘરે બનાવી શકાય વગર ઓવને કે વગર બેકરીમાં ગયા વગર આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ હા મેં એક વાર એક ટીવી શો માં જોયું હતું કે એ લોકો વગર ઓવને કુકરની અંદર લાદીપાઉ બનાવ્યા હતા હવે લાદી પાઉ બનાવવું એ થોડુંક અઘરું લાગ્યું મને પણ એ જોઈને આમ થયું ખરું કે આ શીખવા જેવું છે વગર ઓવને પણ એ લોકોએ લાદી પાઉં સરસ બનાવ્યા હતા હવે ટેસ્ટ તો ન કરાય ટીવીમાં જોયું એટલે પણ જો ટેસ્ટ કર્યો હોતે તો ખરેખર ખબર પડત કે શું બેકરી જેવા જ બન્યા છે કે કેવા છે એની માટે લોકોએ મેંદો લીધો બેકિંગ પાવડર લીધો દહીં લીધું કંઈક થોડુંક મોણ પણ નાખ્યું તું તેલ પણ નાખ્યું હતું અને ખાંડ પણ નાખી કે મીઠું પણ નાખ્યું હતું થોડુંક અને બધું મિક્સ કરીને લગભગ અડધો કલાક એમણે એ આટો રહેવા દીધો એમાં ખમીર કે આથો શું કહેવાય તે તો ખબર ખમીર કહેવાય અમારે ત્યાં ખમીર કહીએ અમે કે આવ્યું ખમીર એટલે બે કલાક પછી આ લોટ સીધો ફૂલીને ડબલ થઈ ગયો કુકરની અંદર એ લોકોએ મીઠું નાખ્યું દળેલું એને ખૂબ ગરમ કર્યું અને ઉપર પછી એક સ્ટેન્ડ મૂકીને એના પર એક ડીશ મૂકી દીધી પણ ડીશ પર પહેલાં જે આટો ગુ જે બનાવ્યો હતો ડૉ એના નાના નાના પહેલાં એ કરીને એમાં મુકી દીધા અને લગભગ વીસથી ત્રીસ મિનિટ લગી એને બેક કર્યું કુકરનું ઢાંકણું બંધ કર્યું સીટી નહિ લગાડી વગાડી અને આમ જ સિટી વગાડ્યા વગર ઢાંકણું બંધ કરીને વીસથી પચીસ મિનિટ રાહ જોઈ પચીસ મિનિટ પછી તો જોયું તો ખરેખર બહુ સરસ પાઉં બની ગયા હતા અને મને પણ ઈચ્છા થઈ ગઈ કે ચાલ આ રીતે બનાવી જોઉં મેં બનાવ્યા તો એટલા સરસ તો નહિ બન્યા કેમ કે પહેલી વાર બનાવ્યા હતા હવે જોઈએ બીજી વાર શું શીખ શીખવે છે એ લોકો નાનખટાઈ બનાવતા શીખવે તો ઘણી સારી વાત છે